હાલો જય ભોળાનાથ નિર્માલભાઈ હમ એ રુદ્રી થાય એ રૂદ્રી એ રુદ્ર પાઠ કહેવાય એમાં પણ શ્લોક આવે એ પૂજા શિવરાત્રમાં તમે રાતની પૂજા થાય છે જનરલી રુદ્રી પૂજામાં તો એમાંથી છે શંકર ભગવાનનો આપણે પાણી ચડાવવાનું છે મધ છે પછી શેરડીનો રસ છે ફૂલ ફ્રૂટ અન્નકૂટ એ બધું ચડાવવામાં આવે છે એમાં શું છે તમે મંદિરે આવો દર્શન કરવા એટલે તમે લિસ્ટ તમને સમજાવી દઉં એ રેડી કરાવી દેજો તો આપણે ઘરે પૂજા કરવી કે મંદિરે પૂજા કરવી છે ઘરે કહો વાંધો નહીં બરાબર છે કશો વાંધો નહીં એ તો પૂજા તો થઈ જશે પૂજામાં તમારે જે બધાને જોડે બેસવું પડશે તો એનો લાભ બધા લઈ શકે જે શંકર ભગવાન શિવરાત્રિ છે એટલે એનુ મહત્ત્વ વધારે છે એમાં શિવ કૃપા તમને મળી રહે એટલે બધાએ જોડે સાથે મળીને બેસવાનું હોય અને શંકર ભગવાનને બને એટલું આપણે જપ કરવાના છે બરાબર આમાં તમારે બીલીપત્ર એક લાખ બીલીપત્ર ચડાવવા હોય તો એ પણ ચડાવી શકે એક હજાર ચડાવવા હોય તો ચડાવી શકે બીલીપત્ર તો ખાસ ચડાવવાનાં ચોખા એટલે એ તમે પૂજાપાનું લિસ્ટ છે તમે આવો એટલે તમને લખાવી દઇશ શંકર ભગવાનનું તો શું કહો છો હાં તો આવો વાંધો નહીં તમે મંદિર દર્શન કરવા આવો ત્યારે મને મળી લેજો આપણે દર્શન ત્યારે તમને બધું લખાવી દઇશ ને સરસ પૂજા થઈ જશે ઓકે જય ભોળાનાથ